હા મેં ઓનલાઈન ગેમિંગ ટુર્નામેંટમાં ભાગ લીધો હતો જે પબજીની હતી પબજીની એરા ટુર્નામેંટ જે અમદાવાદમાં યોજાઈ હતી તેમાં મેં ભાગ લીધો હતો તે સારો હતો ત્યાં જઈને તે ઓનલાઈન જે ગેમ ગેમર હતા મારા કરતાં બી ઉપર ઉપર લેવલના ગેમરો હતાં જે મેં વિચાર્યું બી નહોતું એ પ્રકારના લેવલો હતા ત્યાં જઈને મેં એમને કંપલિટ કંપલિટ તો નહોતા કર્યા પણ મેં પાર્ટીસિપેટ ત્યાં લીધો હતો